સ્થાનિક કલાકારો દ્વારા કલાને બચાવા માટે પ્રયાસ કરતાં હોય છે જેમ કે આજકાલ સંગીત નૃત્ય પ્રાચીન ગરબા આ બધાય આ બધી જે કલાઓ છે એ લોકોમાં ઓછી છે તો એના વિશે લોકોને જાણકારીઓ આપવામાં આવે છે કે સંગીતમાં શું છે નૃત્ય શું છે અને પ્રાચીન ગરબાઓ શું છે જે જૂના જમાનામાં જેવી રીતના ગરબાઓ રમવામાં આવતા હતા અત્યારે એ રીતના કોઈ ગરબા રમતા નથી તો લોકોને જાણકારી આપે છે કે પ્રાચીન ગરબાઓ આવી રીતના રમવામાં આવતા હતા તો પછી લોકોને એને પ્રેરિત કરે છે કે તમે પણ આ રીતે અત્યારે ગરબા ગાઓ પ્રાચીન રીતે તો પછી એના વિશે એને જાણકારીઓ આપવામાં આવે છે પ્રાચીન જમાનામાં જે બધે કારીગરો હતા બાંધણીના રબારી વર્ક હસ્તકલા જે પાટણના પટોળાં બનાવતા એવા કારીગરોને પણ આજે લોકો કોઈ એ નથી કરતાં તો એ લોકોને પ્રોત્સાહિત કરે છે કે તમે વિવિધ રીતના એ લોકોને સંસ્કૃતિઓની જે જાણકારીઓ આપવામાં આવે છે અને સંસ્કૃતિ જાળવવા માટે પ્રયાસ કરવામાં આવે છે